સામાન્ય રીતે ગીત ગાવા માટે હું દિવસમાં સવારમાં બે કલાક અને સાંજના બે કલાક એટલે કે ચાર કલાક જેવો સમય આપું છું જેથી દિવસે દિવસે વધુ ચોક્સાઈ આવતી રહે જેથી હું વધુ સારી રીતે ગાઈ શકું અને લયબદ્ધ તેમજ તાલ પણ સારી રીતે આવી શકે સવારના સમયને હું વધુ મહત્ત્વ આપું છું કેમ કે સવારે વાતાવરણ જોવા જઇએ તો એકદમ શાંત હોય છે અને રાત્રે સૂઈને ઉઠીએ છીએ ત્યારે અવાજમાં અને શરીરમાં એમ બંને સ્ફૂર્તિ હોય છે જેથી એકાગ્ર થઇને અભ્યાસ સારો એવો થઇ શકે છે સૌથી પહેલાં મેં ગીત શીખવા માટે સરગમ પર ધ્યાન આપ્યું હતું ત્યારબાદ સંગીતના સૂર લય તાલ એમ દરેક પાસાને ધ્યાનમાં લઇને વધુ સારું કર્યું છે મેં મારાં ગાયનનો જે અનુકૂળ સ્કેલ છે તેની પર જ કામ કર્યું છે તેમ જ કોઇ ગાયક અથવા જે સંગીતનાં જૂથમાં જોડાઇને ગાયનની કળામાં સુધારો લાવી શકાય છે સંગીતમાં કુશળતા લાવવા ગાયકો પાસેથી શીખવાની પણ એક મનોરંજક રીત હોય છે